મેં નાનપણથી જ આર્થિક પડકારો જોયા છે મારો પરિવાર સામાન્ય છે ગામડામાં રહેતો હોવાથી વધારે કંઈ આર્થિક કમાણી માટેના સ્ત્રોતો છે જ નહીં થોડી ઘણી જમીન હોવાથી તેમાં થતી ખેતી પર જ નિર્ભર રહે છે તેમાં પણ અમે ત્રણ બેહનો અને બે ભાઈઓ હોવાથી અમારા પાંચેય ભાઈ બેહનને કઈ રીતે ભણાવવા તે અંગે પણ એક પડકારરૂપ સમસ્યા હોય છે જે માટે મેં નાનપણથી જ માતા પિતાની સહાયતા કરવાનું શરું કર્યું મેં નાનપણમાં જ ઘરની જવાબદારી મારા માથા પર ઉપાડી લીધી જેમાં મારાથી નાના બધાં જ ભાઈ બેહનોની જવાબદારી પણ લઇ લીધી જેથી માતા પિતા ખેતી કરી શકે નાનપણમાં એ જવાબદારી સ્વીકારી પરંતુ એમાં પણ અનેક મુશ્કેલીઓ હતી જેવી કે ઘરનાં કામકાજ સમયસર પૂરાં કરવાં નાના ભાઈ બેહનોને તૈયાર કરી શાળાએ મોકલવાં નાસ્તાની તૈયારી કરવી અને તે ભરીને આપવું ખેતીમાં ગયેલાઓ માટે ભાથું તૈયાર કરવું એ બધાની સાથે પોતાનાં ભણતર પર પણ ધ્યાન આપવું